મેં

ત્યાં અમને શાળામાં એ આખા દિવસમાં એક પીરીયડ કેવાય એક ચોપડો કેવાય અમારે ડ્રોઇંગ વિશે હોય જેમાં ડ્રોઇંગ બનાવાનું હોય જે શિક્ષક હોય અમને શિખવાડતો હોય કે ડ્રોઇંગ કેવી રીતના આપણે બનાવવાનું હોય અને ડ્રોઇંગ શું હોય અને કેવી રીતે હોય એવી એની બધી માહિતી આપે આપણને તો એવી રીતે નાનપણથી જ ડ્રોઇંગનો બધું કરતી જ રહેતી હતી મારા મમ્મી પણ કહેતાં કે હું જ્યારે નાની હતી ત્યારે ઘરની જે ચારો દીવારો હું આખી ખરાબ કરી દેતી જે કલરને બધું હોય મારા ભણવા માટે લાવ્યા હોય એ શાળાઓમાં ડ્રોઇંગ કરવા માટે પણ મને ડ્રોઇંગનું એટલું પેલું ભૂત ચડેલું ને કે હું આખા ઘરમાં ડ્રોઇંગ કરું મારે એવું હતું અને મારે હું જોવા જાઉં કે આપણે મેં પાછી ધીરે ધીરે ધીરે જેમ જેમ મોટી થઈ એમ એમ મેં ડ્રોઇંગો કર્યા કર્યા કર્યા કર્યા અને અને જયારે હું ભણતી ત્યારે અમારામાં એક શિષ્યવૃત્તિ એમાં કોમ્પિટિશન હતું એક તો ડ્રોઇંગ કોમ્પિટિશન તો મેં એમાં ભાગ લીધો હતો અને મેં જે ભાગ લીધો હતો તો તો એમાં મેં પ્રથમ નંબરે આવી હતી કેમ કે તેમાં મેં એક આમ તો હું પાંચમા ધોરણમાં જ હતી કાઈ મોટી તો નહોતી પણ એ વખતે મારા શાળાના છોકરાઓને જે મેં બારના છોકરાઓ આવ્યાં હતાં એના કરતા મેં ખૂબ જ સુંદર ચિત્ર બનાવેલું ડ્રોઇંગ કર્યું તો એમાં મેં એવું બનાવેલું કે જે મોટા હનમાનજી હોય છે તે તો એ હનમાનજીને એમાં બનાવેલા અને એમાં જે સીતા હોય છે જ્યારે રાવણ સીતાને ઉપાડીને લઈ જાય છે તો એ દ્રશ્ય મેં એ રીતે ચીતર્યું હતું એ વખતે નાનપણમાં તો ને બાકી બધા છોકરાઓએ એક ઘર બનાવેલા ઝાડ બનાવેલા આવું બધું કરેલું ને આવું મારા પપ્પાએ જ કીધું હતું કે બેટા તું આવું કંઈક અલગ બનાવજે તો તારો નંબર આવશે એમ તો મેં એવું અલગ નમ મેં બનાવ્યું ને મારો નંબર આવ્યો તો એની માટે મેં કોઈ ક્લાસિસ તો નહોતા ભર્યા પણ મારા જે બાજુમાં અમારા એક કાકા છે એમને ડ્રોઇંગ બહુ સારું આવડતું હતું તો એમની જોડેથી મેં શીખ્યું હતું અને મને એમને છેને પંદરેક દિવસ તો એમને મારી જોડે વારે ઘરે એ ચિત્ર છે એ બનાવડાવ્યું હતું કે જ્યાં સુધી તને આવડે નહીં ત્યાં સુધી દિવસ રાત તારે બનાવ્યા કરવાનું એમ તારે અગર પેલો નંબર લાવવો હોય તો તો દિવસ રાત મેં ખાવા પીવાનું ભૂલી ગઈ મેં અને મેં એ ચિત્રને શીખ્યું અને પૂરું કર્યું અને મેં ખૂબ પ્રયત્ન કર્યો કે આ વસ્તુ હું મસ્ત બરોબર જે મારી સ્પર્ધા છે એમાં ઉતારું અને પહેલો નંબર લાવું અને હું પ્રથમ નંબર લાવી અને અત્યાર સુધી મને એ ચિત્રકલાનું ભૂત હજુ ઉતર્યું નથી કેમ કે હજુ પણ હું જે કાચની બોટલો આવે છે બરોબર જે લોકો દારૂ પીને ગમે ત્યાં નાખી દે છે બરોબર એટલે વેસ્ટ જ કહેવાય આમ તો ખરેખર તો ક્યારેક મને રસ્તા પર દેખાય જાય તો હું એને ઘરે લઈ આવું અને ધોઈને ચોક્ખી મસ્ત સાબુના પાણીથી ધોઈ એને ચોખ્ખી કરી દઉં મારી મમ્મી આવું હું કચરો બધો ભેગો કરતી છું બરોબર અને આજુબાજુવાળા એ કે આતો ગાંડી છે બધું દારૂની બોટલો રસ્તા પરથી બધું લઈ આવે એમ પણ એ બોટલનો હું ઉપયોગ કરું છું વેસ્ટમાંથી બેસ્ટ આપણે જે કહીએ કેમ કે એને છેને હું ધોઈને સાફ કરીને સુકવીને પછી એના પર કલર કરું છું અને કલર કરીને પછી એના પર ચિત્ર કરું છું જેમ કે અલગ અલગ પાન બનાવવા અલગ અલગ ડિઝાઇન બનાવી પછી અલગ અલગ માણસોના ફોટા બનાવવા તો એવી રીતે અલગ અલગ બોટલો બનાવીને એનામાં મેં મની પ્લાન્ટ વાવ્યા છે બરોબર તો જેને પૈસાનું ઝાડ કેતા હોય અને બીજું કે એમાં પછી ફૂલ જે આવે છે એ વાયા છે તો અને શો પીસમાં મૂક્યા છે અને બે એક બોટલો તો એટલી સરસ ખૂબ મેં શણગારી છે કે એમાં કઈ ના મૂકો ને તો બી ખાલી ટેબલ પર મૂકી છે ને તો બી સારી લાગે છે તો કયારેક કયારેક મને એવા અલગ અલગ જે ચિત્રો છે બનાવવા ગમે છે ક્યારેક ક્યારેક મેં એમાં આભલા ભરું છું જેમ કે કાચ આવે બરોબર અલગ અલગ ત્રિકોણ ને કાજુ કતરી છે ગોળ છે એવા અલગ અલગ કાચ આવે તો કાચનો હું ઉપયોગ કરીને તેનો વધુ સુંદર બનાવી દઉં છું આવી રીતે મેં ચિત્ર કર્યા છે પછી અમાર ત્યાં ઘરે બાલ્કની છે તો બાલ્કનીમાં મેં મમ્મી કે કે કઈ સારું ચિત્ર બનાવ તું આમ બધી જગ્યાએ ચારા ચિત્રો બનાવતી હોય તો આમાં કઈ બનાવ બાલ્કનીમાં થોડુંક છે એ પોપડી ઉખડી ગઈ હતી એમ તો એને સરખું ને સારું દેખાય એ માટે બાલ્કનીમાં બનાવવાનું હતું તો એ વખતે મેં બાલ્કનીમાં પાંડા જે હોય એ બામ્બુના ઝાડ પર રહે તો મેં આખા બાલ્કનીમાં બામ્બુ બનાવેલા અને બામ્બુના ઝાડ ઉપર બે ત્રણ પાંડા બતાવેલા અને ઉપરથી એની જે વેલો હોય જે આવે એમાં ફૂલ લગાવેલા હોય અને એવું આખું દ્રશ્ય દોરેલું તો મમ્મી બી ખૂબ ખુશ થઈ હતી અને આજુબાજુવાળા બી પૂછતા હતા કે ભઈ કેવી રીતે બનાવ્યું અમનેય બનાવી દે આવું એ બધું ઘણાં એવા મેં કર્યા અને જે સ્વિચ બોર્ડ આવે આપણે ઘરમાં એના પર બી મેં ખૂબ કપલ બનાવ્યા છે પછી ઢીંગલા બનાવ્યા છે ને મણે કૂતરા બહુ ગમે તો કૂતરાય બનાવ્યાં એના પર તો એવા અલગ અલગ પ્રકારના મેં ચિત્રો જે છે એ બનાવ્યા આમ તો લોકોને ઈન્ટિરિયર ડિઝાઇન ને ફિન્ટેરિયલ ડિઝાઇન બધું કરવું પણ આપણે ને એતો કેવું ભગવાન અમુક કળા જે છે એ ભગવાન મૂકી આપે એમ આપણે જરૂર ના પડે કોઈ વસ્તુ શીખવાની તો મારામાં પણ એવી જ ભગવાનનું ગોડ ગિફ્ટ કહેવાય એક બરોબર ભગવાન તરફથી મને ભેટ છે હું મારે ગમે એ જે બનાવું સરળ અને સારી રીતે બનાવી દઉં છું તો આવી રીતે મેં ઘણાં ચિત્રો બનાવ્યા પછી સ્કેચ આર્ટમાં બી મને એ બહુ આવડે એમ મેં કોઈ જગ્યાએ શીખ્યું નથી હા એવું બરોબર સો એ સો ટકા તો સારું ના જ બને પણ સિત્તેર એંસી ટકા હું બનાવી દઉં સેમ ટૂ સેમ જેવું હોય એવું જ હું બનાઈ દઉં છું તો એવું મેં બનાવેલું તો મારા જે મિત્ર છે મારી જે બેનપણીઓ છે તો એમના બોયફ્રેન્ડ છે એમના હસબેન્ડ છે એવા એમના કોઈક ઘરના લોકો કે એમના કોઈ ફ્રેન્ડ હોય બીજા એમનો બર્થડે આવે કે એમનું કંઈક લગ્ન હોય

તો આવી રીતે જ મેં મારી જિંદગીમાં જે ચિત્ર છે તેને આવી રીતે મેં એકદમ મૂલ્ય સ્થાન આપ્યું છે